હું ત્રણથી ચાર મિનિટ ધ્યાન કરી શકું છું ધ્યાન કરવું એ ખૂબ જ સારી બાબત છે ધ્યાન કરવાથી મનની દરેક જે શક્તિઓ હોય છે વિચારવાની એ ખૂબ જ સારી બને છે ધ્યાન એ દરેક લોકો માટે ખૂબ જ સારી વાત છે જે યોગ પહેલાં કરવામાં આવે છે અને તેનો સમય સવારનો હોય છે ધ્યાન કરવા ધ્યાન કરીએ ત્યારે જે ફરતી પ્રારંભિક સમસ્યાઓ હોય છે જેમકે આપણું મન જ્યારે એક ધ્યાન ન હોય જ્યારે મન એક વસ્તુ પર ફોકસ ના હોય ત્યારે આપણને ખૂબ જ સમસ્યાઓ પડતી હોય છે ત્યારે ધ્યાન થતું નથી અને જે આપણે જે કરવા બેસ્યા હોય છે ધ્યાન એ પણ થતું નથી